હાલો મુકેશ હા તને તો ખબર જ હશે હું અત્યારે મારા લગ્ન છે અરે હા અરે મારે એક કામની જરૂર હતી મારે મારા મેરેજ પછી છે ને મારે બાલી ફરવા જવું છે અને તને બાલીના વિઝા મને તું ગમે તેમ ક્યાંકથી અરેન્જ થતાં હોય તો પાસપોર્ટનું કરાવી આપને યાર કેમકે હા આ તારી ભાભીની સાથે મારે જવાનું છે ભાભી તારી કહે કહે કરે છે કે આપણે બાલી જઈએ બાલી જઈએ મારે કોઈપણ હાલતે ત્યાં જવું જ પડશે હા અરે હા યાર ફરવા જવું તો યાર ઇમ્પોર્ટન છે ને યાર તું બી સમજી શકે છે અત્યારે નવાં નવાં લગ્ન થાય છે અને મારે જવાનું છે હા બાલી જવા માટેનું તું કંઇપણ કરને યાર મારો મિત્ર હોય તો ખાસ મારો મિત્ર નહીં તું યાર કરી આપજે મને બાલીને જવા માટે આ પાસપોર્ટ માટેનું કંઇક કરી આપ